આણંદ જિલ્લાની આબોહવાની વાત કરીએ તો ઉનાળામાં ઘણીવાર આકરો ઉનાળો પણ લાગે છે ચોમાસામાં છેલ્લાં બે ત્રણ વરસથી વરસાદ સારો એવો પડે છે પણ શિયાળાનો અનુભવ કહીએ તો શિયાળો જોઈએ એવો નથી અનુભવાતો આ ઉપરાંત અમે એવું જોયું છે કે દસ પંદર વરસ પહેલાં ઉનાળામાં તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેતું હતું જે હવે વધીને પિસ્તાળીસ અને ઘણીવાર અળતાળીસ ડિગ્રી સુધી પણ ઉનાળામાં જાય છે જે એક આકરો ઉનાળાની બનાવે છે આ ઉપરાંત ચોમાસમાં પણ જિલ્લાની વાત કરીએ તો અમુક જગ્યાએ આ વરસાદ વરસે છે જ્યાં પૂર પણ આવે છે એટલે આબોહવામાં પરિવર્તન આવ્યું છે અમે એ જોઈ શકીએ છીએ